મમ્મી હવે તો તને હાશ થઈ ગઈ ને જો લગ્ન થઈ ગયા હવે તો તું ખુશ થઈ ગઈ ને હવે જરાક આરામ કરજે લગ્નનો બદ્ધો થાક ઉતારજે હું પણ મારા લગ્ન પછી ખુશ જ છું મમ્મી પણ હવે મારે થાક ઉતરી તો ગયો પણ નવો થાક આવશે એવું લાગે છે બધું જ ચેન્જ કરાવવું પડશેને ડોક્યુમેન્ટ ને બધું પપ્પા કહેતા હતા કે હવે લગ્ન થઈ ગયા તો ક્યાંક ફરવા તો જવું પડશે ને તો લગ્ન માટે પાસપોર્ટ કરાવવો પડશે એમાં નામ બદલી કરાવી પડશે એમાં એડ્રેસ બદલાવવું પડશે એ બધું તો જોઈશે જ ને અને એની સાથે સાથે આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ બધામાં ફેર કરવા ફેરફાર કરવો પડશે વિચારે એવું કરતી તી કે પાસપોર્ટ બદલાવવા માટે શું એમાં પ્રૂફ કેટલા કયા કયા જોઈશે મને એવું લાગે છે કે લગ્નનું પ્રમાણપત્ર નવા એડ્રેસનું પ્રુફ જીવનસાથીનો આધારકાર્ડ પાનકાર્ડ આટલું તો જોઈશે જ ને તને શું લાગે છે અને પાછું એ પણ તપાસ કરવી પડશે કે નજીકનું પાસપોર્ટ કેન્દ્ર કયું છે અને એમાં પાછી એના માટે પણ અપોઈન્ટમેન્ટ લેવી પડશે ત્યારે આ બધું થશે બહુ જ લાંબી પ્રોસિજર છે આ બધા માટેની ક્યારે પૂરી થઈ જશે ખબર નથી